હં વિશાલભાઈ ફાઇનાન્સ ઓફિસમાંથી હું શું કહું છું આપણી જોડે થોડા પૈસા પડ્યા છે બે લાખ રૂપિયા જેવું થોડું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો આપણે એસઆઇપી કરીએ તો ચાલે કે પછી આપણે સેર માર્કેટમાં રોકીએ એમાં હવે મારી ગણતરી એવી છે કે એક લાખ રૂપિયા ખરા ને એ લોંગ ઇન્વેસ્ટમેન્ટ માટે રાખીએ અને બીજા લાખ રૂપિયા ખરા ને એ થોડું આપણે જ્યારે ઊઠાવવા હોય ત્યારે ઉઠાવી શકીએ ને એવી રીતે આપણે થોડું કરવું છે

હં

હં હં હં હં

બરાબર છે બરાબર છે પછી પેલું કોટકના ને બધી બેન્કના જે શેર હોય છે એનું કેમનું હોય છે બેન્ક કઈ છે પેલા બેન્કના શેર હોય છે બરોબર કોટક છે આઇડીએફસી છે એ બધાનું હોય છે એ બધું કેમનું હોય છે બરાબર

બરાબર છે બરાબર છે અને આ એસઆઇપીમાં એવું હોય છે કે ગમે ત્યારે આપણે પૈસા પેમેન્ટ ઉઠાવવું હોય તારે ઉઠાવી શકીએ એવું હોય છે કશું

બરાબર ઓકે બરાબર બરોબર છે હવે બીજું એવું કહેતો તો કે આપણી ઓફિસ ખોલી છે આપણી ઓફિસે મળીએ શાંતિથી તો સો ટકા સો ટકા થેન્ક યુ